રમતગમત ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર તો થઈ રહ્યાં છે જ્યારે જા જેમકે આપણે જોઈએ તો સ્ત્રીઓને રમતગમત સંબંધિત ખૂબ જ મુશ્કેલીઓ પડે છે જેથી તેઓ આગળ નથી વધી શકતી કારણકે તેઓને ખૂબ જ પડકારો ઝીલવા પડે છે